વર્ષ દરમિયાન અમારી જે એરિયા છે એમાં તો મોસ્ટ ઓફ કેળાંની ખેતી થતી હોય છે આ એમાં તો એ ખેતીનો ટાઈમ જ ટોટલી એક વરસનો છે એ સિવાય તમાકુની જે ખેતી છે એમાં ત્રણેક મહિના થતાં હોય છે તમાકુની અંદર ગરમીની ઋતુ છે એ પણ માફક આવે છે જી જે આ ઘઉં છે ચોખા છે એ બધાની ખેતી થતી હોય છે એમાં પણ ચોમાસાની જે ઋતુ છે એ બધી માફક આવતી હોય છે અને બીજી જે અલગ અલગ હોય છે પાક વાવણી જેમ કે ગુલાબની ખેતી થતી હોય ગુલાબની અંદર ઠંડક જેટલી એને મળે એટલું એનું પાક સારો ઉતરે છે